મજામાં તમે કેમ છો એવું છે કોઈ ટુર્નામેન્ટ આવી રહી છે

તો સૌથી પહેલાં તો ટ્રેઈનર જોઈ શકો આનંદ ગજ્જર કરીને એક સ્પોર્ટ્સ ટિચર છે અને ક્રિકેટ ટુર્નામેંટ માટે ખૂબ જ સરસ પ્રેક્ટિસ કરાવે છે હવે અને લગભગ એમેની ફિસ પર મંથ સિક્સ થાઉસન્ડ સમથિંગ છે ટ્રાયલ ત્રણ દિવસ તમને ફ્રી આપશે અને શરૂઆત દિવસ જાવ તમને ફાવે તો ઓકે તો તમે જઈ શકો અને બીજો સવાલ શું કર્યો તમે તમે

હું સજેસ્ટ કરું તો એક્સરસાઈઝ જરૂરી છે જેટલી એક્સરસાઈઝ વધારે કરશો એટલો તમને થાક ઓછો લાગશે અને થાકી ગયા પછી પાછી પ્રોટીન મેળવવા માટે જે લેવું જરૂરી છે હાં કદાચ

ઘરના લેમન જ્યૂસને એવું છે પછી લેમન જ્યુસ છે કે હા ફ્રૂટ્સ છે ફ્રૂટ જ્યુસ છે એવું તમે ઘરનું બનાવેલું તમે લઈ શકો તો વધારે સારું રહે તમને બહારનું નથી ભાવતું એટલે

હાં હાં હાં એટલે હાં તમે જે પણ પ્રોટીન લો ને એની સાથે એક્સરસાઈઝ કરવાનું રાખજો એક્સરસાઈઝ કરશો તો તમે જ્યારે પણ રમશો ત્યારે તમે થાકશો નહીં આપણું મેઈન પર્પસ લગભગ એ જ હોય છે કે જ્યારે પણ પ્રેક્ટિસ કરીએ ને ત્યારે થાક ન લાગવો જોઈએ થાકી જઈએ તો જલ્દી આપણને એવું થાય કે જલ્દી પતે તો બહુ જ સારું એમ એક્સરસાઈઝ સ્ટ્રેટિંગ એક્સરસાઈઝ થોડી વધારે કરવાની કે જેથી હા થાક ઓછો લાગે એના માટે અને એમ પણ હાં એટલે હું ઓલ ધ બેસ્ટ કહીશ અને એક છે ને સચિન તેંડુલકરનો એક સરસ મજાનો વાક્ય છે એ પણ હું તમને કહેવા માંગુ છું એને જ્યારે એના ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે તમે પ્રેક્ટિસ દરમિયાન તમે દરેક મેચ જીતો છો શા માટે અને તમે હંમેશા શ્રેષ્ઠ કેમ હોવ છો તો એને એવો જવાબ આપ્યો કે હું દરેક મેચને ત્રણ વાર રમુ છું એકવાર રેગયુલર જયારે રમું છું ત્યારે બીજી વાર પ્રેક્ટિસ કરું છું ત્યારે અને રમી લીધા પછી પણ હું એ જ મેચ રમુ છું કે મારુ ફોલ્ટ કઈ જગ્યા એ છે એને સુધારવા માટે એટલે આ એક વાક્યને યાદ રાખીને તમે પ્રેક્ટિસ કરશો તો મને એવું લાગે છે ખરેખર તમારું સિલેક્શન થશે ઓકે ઓકે ઓકે ઓકે ચોક્કસ હાં વેલકમ વેલકમ વેલકમ બાય